સિવણ ગૂંથણ કરવાના પ્રોજેક્ટમાં ભૂલ થઈ તો મેં પહેલા ભૂલનું કારણ શોધ્યું અને તેને દૂર કરવાનું યોજન બનાવ્યું મેં મારા સહકારીઓ સાથે ભૂલની ચર્ચા કરી અને તેને દૂર કરવાનું યોજન બનાવ્યું મેં મારી યોજના અનુસાર પછી કામ કર્યું અને ભૂલ દૂર કરવાના પ્રયત્નો કર્યો પ્રયત્નો કર્યા અને હું આ ભૂલથી શીખીશ અને ભવિષ્યમાં તેને ટાળવાનું પ્રયાસ કરીશ આ પગલાં લઈને હું ભૂલને દૂર કરી શકું છું મારા પ્રોજેક્ટને સફળતા પૂર્વક પૂર્ણ કરીશ